હા સૌથી પહેલા તો અમારું હોમ પેજ ખુલી ગયું હવે મારે એક સારો સ્માર્ટ ફોન લેવો છે તો મારે પહેલા સર્ચ ઉપર ક્લિક કરી અને ટાઈપ કરવું પડશે સ્માર્ટ ફોન અરે વાહ આમાં તો ઘણા બધા સ્માર્ટ ફોન આવી ગયા હવે મારે કયો સ્માર્ટ ફોન લેવો છે કઈ કંપનીનો સ્માર્ટ ફોન લેવો છે અને મારી રેન્જ કેટલી છે એ વસ્તુ જોવી પડશે તો એના માટે મારે સ્ક્રીન ઉપર લઈ જઉં છું તો ઘણા બધા મોબાઇલ ઘણા બધા મોબાઈલ્સ દેખાઈ રહ્યાં છે આ મોબાઈલ સારો છે તો એના ઉપર હું ટચ કરીશ એટલે એ મોબાઈલ ખુલશે હા હવે એમાં એના ફીચર્સ આપેલા છે અને આ મોબાઈલ જે મારે લેવો છે એને જ મળતો આવે છે તો આને હવે હું કાર્ટમાં ઉમેરી દઉં તો કાર્ટમાં ઉમેરવા માટે મારે સ્ક્રીનને ઉપર લઈ જવું પડશે ત્યાં એક ઓપ્શન આપેલો છે એડ ટુ કાર્ટ એના ઉપર ક્લિક કરવું પડશે એટલે મારો આ મોબાઈલ જે છે એ મારા કાર્ટમાં ઉમેરાઈ જશે